અમારા ઘરમાં ઘણાં બધા વાસણો રાંધવા માટે વપરાય છે જેમકે કૂકર કૂકરનો ઉપયોગ તો આપણે બધાને જ ખબર છે ને કે કૂકરનો ઉપયોગ શાક બનાવવા માટે થાય દાળ બનાવવા માટે થાય અને ભાત બનાવવા માટે પણ કૂકરનો ઉપયોગ થાય છે એક બીજો છે ઓરસિયો તેનું કામ છે રોટલી વણવાનું તેના ઉપર મસ્ત મજાની ગોળ રોટલી વણાય છે પછી એક બીજું છે વેલણ એ વેલણ વડે આપણે ઓરસિયા ઉપર રોટલી વણી શકીએ છીએ એક એક છે તપેલી કે તપેલાં મોટાં તપેલાં એમાં આપણે દાળ બનાવી શકીએ શાક બનાવી શકીએ અને નાની નાની તપેલીઓ જે સવારે ચા બનાવવા માટે પણ કામમાં લાગે અને નાની તપેલીઓમાં બીજું ઘણું બધું સંગ્રહ પણ કરી શકાય છે જેમકે દહીં છે જેમકે છાશ છે જેમકે વધેલું અનાજ છે આવું ઘ આવી ઘણી બધી વાતો તેમાં આવી જાય છે બીજા આપણા અ રસોડામાં માટીનાં વાસણો પણ હોય છે માટીનાં વાસણોની તો શું વાત જ કરવી તે પણ ખૂબ અદ્ભૂત છે તેમાં અ રાંધેલો ભાત કે દાળ કે શાક તેની મીઠાશ જ કંઈક અલગ હોય છે અને આપણને પણ ખબર છે ને કે હાઇજૅનિક હાઇજૅનિક પણ ખરેખર માટીનાં વાસણો જ છે તેમાં ખાવા તેમાં જમવાથી આપણને કોઈ નુકસાન થતું નથી પછી બીજા ઘણાં બધાં સાધનો છે જેવા કે ગળણી જે જેનાથી ચા પણ ગાળી શકાય છે અને બીજી એક મહત્ત્વની વસ્તુ કહેવાય સાણસી એ જે સાણસી છે એ સાણસીથી આપણે ગરમ વસ્તુને પકડી શકીએ છીએ અને એની સાથે સાથે એક બીજી વસ્તુ છે ચિપિયો એ ચિપીયાનો ઉપયોગ આપણે ચિપીયાનો ઉપયોગ પણ આપણે રોટલી જે વખતે બનાવતા હોઈએ ત્યારે કરી શકીએ છીએ અને નાની નાની વસ્તુઓ તો બહુ છે જેમકે ચમચી છે ચમચો છે ચમચીનો ઉપયોગ આપણે જમવામાં કરીએ છીએ રસ ખાતાં વખતે અત્યારે ઉનાળાની ઋતુ છે તો રસ ખા ખાવો હોય કે દાળ પીવી હોય કે શ્રીખંડ ખાવો કે ગમે તે વસ્તુ ખાવી હોય ચમચીનો ઉપયોગ આપણે કરીએ છીએ આમ રસોડામાં ઘણી બધી વસ્તુઓ છે જેનો આપણે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ પણ બીજી કેટલીયે વસ્તુઓ બાકી રહી ગઈ રસોડામાં આમ જો જોવા જઈએ તો ગ્લાસ ગ્લાસ પણ એનો પણ મુખ્ય ઉપયોગ શું છે એનો ઉપયોગ છે પાણી પીવા માટે પણ ગ્લાસનો ઉપયોગ થાય છે અને બીજા ઘણાં બધાં વાસણો છે જેનો ઉપયોગ આપણે ક કરી શકીએ છીએ પણ તે પછી કયારેક ફરીથી જોઈશું